હા હું આરોગ્ય યોજનાથી અથવા તો આરોગ્ય સંભાળના લાંબા સમયથી સહકારો આપતી યોજનાઓથી હું પરિચિત છું અને તે દરમિયાન આપવામાં આવેલી સેવાઓનો પણ મેં ઘણી બધી વાર અનુભવ કરેલો છે અને આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ તો માતૃ વાત્સલ્ય કાર્ડ બનાવવામાં આવે છે અથવા તો અયુષ્યમાન કાર્ડ પણ બનાવવામાં આવે છે તો આ કાર્ડ બનાવવા માટે ઘણી વખત આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ ચૂંટણી કાર્ડ અને ઘણા સભ્યોનો અંગુઠો લેવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે બી પી એલ કાર્ડ હોવું જોઈએ આર્થિક રીતે મંદ હોય અથવા તો ગરીબ લોકો હોય અથવા તો જેમની આવક ઓછી હોય એ લોકો આ યોજના નો સહેલાઈથી લાભ લઇ શકે છે અને આ યોજનાનો લાભ લેવાથી આપણને ઘણાં બધા પ્રકારની માહિતી મળતી હોય છે અને સાથે સાથે આપણને કેળવણી પણ મળતી હોય છે અને આ યોજનાનો લાભ લેવાથી આપણો ઘણો બધો ખર્ચો બચી જતો હોય છે અને કોઈ વ્યક્તિ નબળાં ઘરનો હોય તો તેની પણ સારા એવાં પ્રમાણમા સારી રીતે સારવાર પણ થઈ શકે છે આમ મારા કહેવા મુજબ તો આ યોજના ખૂબ સારી યોજના ગણાય છે